આવનાવા આવનારા અત્યારનાં વર્ષોમાં અમારા ઉદ્યોગ પર બહુ બધી નવીનતાઓ ટેક્નોલોજીઓ વધુ અસર કરતી અમને જોવા મળે છે જેવુ કે ડીજીટલ માર્કેટીંગ છે એ બહુ ગ્રોથથી અત્યારના સમયમાં જોવા મળે છે બરાબર પછી એસીઓ છે એસીઓનું પણ એસીઓ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેવું કે આ ટેક્નોલૉજી પણ ખૂબ સરળતાથી વધવા માંડી છે જેવુ કે આપણે મોટી મોટી કંપનીઓ છે માર્કેટીંગની ડિજીટલ માર્કેટીંગની પછી ત્યાં આપણને ખૂબ ટેક્નોલોજીથી જોવા મળે છે બધું અત્યારના સમયમાં બધુ ટેક્નોલૉજી વધારે પડતી આપણને જોવા મળે છે જેવુ કે ગ્રાફિક ડિઝાઇન છે વેબ ડિઝાઇન છે પછી કે વેબ ડેવેલોપર છે આ બધી આઇટીની બધી કંપનીઓ છે આપણને ટેક્નોલૉજીમાં કે ટેકનિકમાં ખૂબ વધારે પડતી જોવા મળે છે વેબ ડિઝાઇનને એ બધી આ પ્રમાણનાં આ મારી માહિતી મુજબ આ છે